હલો કોણ મહાલક્ષ્મી રાકેશભાઈ છે હં રાકેશભાઈ બોલો રાકેશ ભાઈ અરે યાર મારે ગ્રીલ સેન્ડવીચ બે મોકલી આપજો અને આપણું કાજુ અંજીર થીક શેક ને વૉટરમેલન ફ્રેશ જ્યુસ હોય તો તે મોકલજો પણ હા એક કેડ છે કે આપણો હું જે રહું છું ત્યાં નહીં મોકલતા હું અત્યારે બીજી જગ્યાએ રહું છું એટલે આપણું જૂનું એડ્રેસ તો કાર્તિકનગર હતું સોળ કાર્તિકનગર પણ ત્યાં નહીં મોકલતા હું બીજું એડ્રેસ તમને લખાવું છું જ્યોતિનગર બે નંબર આપણું ગેલટાવરની આગળ આવ્યું જોયું છે તમે ગેલટાવર હા તો ગેલટાવરની આગળની રિલાયન્સની સામેની ગલીમાં છે જ્યોતિ નગર બે તો ત્યાં મોકલજો અને ભૂલ ના થાય જોઈએ તો રિપીટ કરી લો પાછું ગ્રીલ સેન્ડવીચ બે કાજુ અન્દીર કાજુ અંજીર મિલ્ક શેક થીક શેક અને વૉટરમેલન ફ્રેશ જ્યુસ અને સ્વિગી કરશો કોની સાથે કે આપણા માણસ સાથે મોકલશો તો આપણો માણસ આવે તો તો વધારે સારું એને તો ખબર જ છે યાર કાયમ જો આવતો હોય પેલો જે રસિક આવે છે તે તો એની સાથે જ મોકલજો ને એણે તો ઘર બહુ ખ્યાલ છે અને આ ગેલટાવર લગભગ એકવાર આવ્યો હતો એ હવે આગળ પણ મેં મંગાવ્યું હતું ગેલટાવર પર જ્યોતિનગરમાં શું ખબર ના પડી યાર ગમે તે વાંધો નહીં થોડું મોડું થાય તોય વાંધો નહીં અડધો કલાક કલાક હજુ તો આઠ વાગ્યા છે એટલે નવ દસ વાગ્યા લગી મોકલો વાંધો નહીં દસ વાગ્યા લગી મોકલશો દસ તો નહીં યાર નવ વાગ્યા લગીમાં મોકલજો ભૂખ લાગે છે એટલે નવ સવા નવ લગીમાં મોકલી આપો તો વધારે સારું રસ છે એમને હોટલમાં વાંધો નહીં થોડુંક લેટ થાય તો પણ મોકલજો ખરા ભૂલી નહીં જતાં યાર ઓડર નહીં તો ભૂખ્યા મારશો તમે યાર ભૂખ્યા કેવી રીતે સૂવું એવું ના કરતા યાર જોજો ભૂખ્યા નહીં મારતા ચાલો તો મળીએ આપણે